હલો હા બોલો

અચ્છા હા તો આપનું નામ શું છે બારોટ હેત રાકેશભાઈ ઓકે તમે શું ડિલેવર શું મંગાવ્યું હતું પ્રોડક્ટ શું હતો તમારો અચ્છા હા ને ક્યારે ઓર્ડર આપ્યો હતો હા હા એટલે તારીખ કઈ હતી કઈ તારીખે મંગાવ્યો હતો તમે ઓર્ડર અચ્છા પચીસ તારીખે મંગાવ્યો આપનો બિલ નંબર કહી શકો છો મને

ઓકે અને એમાં બિલમાં તમારું જ નામ છે હેત બારોટ કરીને છે અચ્છા એટલે હજી સુધી ડિલેવર થયો નથી તમારો પ્રોડક્ટ એમ ને હં તો હું જોઈ લઉં બે મિનિટ તપાસ કરી જોવું કેમ તમારો પ્રોડક્ટ હજી સુધી ડીલેવર થયો નથી હજી સુધી શું કારણ છે જોઈ લઉં હું મારામાં હું જોઈ રહ્યો છું જે એમાં તો તમારું એડ્રેસ રોન્ગ બતાવે છે કેમ કે પાર્સલ તો અહીંથી ક્યારનું નીકળી ગયું છે હજી સુધી પહોંચ્યું નથી તમે બધાએ પણ હા સર

હા ઓકે ઓકે આ મેં તમારો જે અત્યારે તમે જે એડ્રેસ કીધું એ બાજુ નોટ કરી લીધું છે એટલે તમે પ્લીજ થોડો સમય આપો અમને અઠ્યાવીસ કલાક કે અડતાલીસ કલાકની અંદર તમારું પ્રોડક્ટ તમારા ઘરે ડીલેવર થઈ જશે આ એડ્રેસ આપ્યું છે એના પ્રમાણે આવી જશે એટલે થોડોક સમય આપો અમને બીજું કંઈ સેવામાં શું કરી શકું તમારી સર ઓકે થેન્ક યુ સર